આજની બદલાતી ટેકનોલોજી પ્રગતિ માટે આજુબાજુના પાડોશીઓ મિત્રો કેવી રીતે તે ટેકનોલોજી ને ફોલો કરીને આગળ વધે છે કેવી રીતે તે મોબાઈલ યુસ કરે છે તે જોઈને તે જોઈને હું તે મોબાઈલ શીખવાની કોશિષ કરું છું અને કંપ્યુટર શીખવા માટે હું ક્લાસીસ કરવા જાઉં અને આજની બધી ટેકનોલોજી ટેક્નોલોજિકલ પ્રગતિ સાથે જોડાવા માટે હું આ બધાનો બધાનો મદદ લઇને ઉપયોગ કરી શકું